ગુડ ઇવનિંગ હુ હાર્દિક ચાવડા બોલું છું મેં હમણાં સ્વિગી થ્રુ તમારા રેસ્ટોરન્ટમાં એક ફૂડ ડીલેવરીનો ઓર્ડર આપેલો છે ત્રણસો ત્રેસઠ સંત તુકારામ સોસાયટી પાલનપુર જકાતનાકા સુરતથી એ ઓર્ડરમાં મારે છે ને મેં છે ને બે પાઉંભાજી અને છ પાઉં એક્સ્ટ્રા લખાવેલા હતા પણ એમાં મારે છે ને હવે ચેન્જ કરવાનું છે બે ની બદલે ત્રણ પાઉંભાજી કરો અને છની બદલે બાર પાઉં એક્સ્ટ્રા મોકલજો અને સાથે છાશ અને પાપડ પણ મોકલી આપજો